હાલો હાં હાં બોલોને તમે હજાર નહોતા પણ તું ચાર દિવસથી ગેરહજાર છે પર તું ચાર દિવસ મતલબ ચારેચરદીવાસ તારે રહેવું પડે એમ હોય મમ્મી પપ્પા હોય કે ફેમિલીના કોઈ મેમ્બર હોય એ પણ રહી શકેને તારું ભણતર બગડે છે મને તો એવું કૈયા હોય નઇ ખાસ પણ તારું ભણતર બગડે એવું તો નો કરાયને કાઈ તારે કોઈ ભાઈ બહેન નથી એ ટુ બે દિવસમાં આવી જા અએ બધુ ટુ કરતો આવે એ બધી સાચી વાત પણ મેં ક્લાસમાં ભણાયું હોય એનું શું કરવાનું અને આપડે ખ્યાલ છે ને સેવનટી ફાઇવ પરસંત આપડે હાજરી જરૂરી છે હાજરી તમે આમ ગેર હાજર રીઓ કેમ ચાલે ચાલો એક બે દિવસ તો આપડે ચલાવી લઈએ કે નથ આવ્યો તો કઈ નઇ ઘરે કોઈ બીમાર હતું ટુ બીમાર હોય તો ઠીક છેઃ અઅ બધી પરિસ્થતિ હું સંજુ છું મને મી હોય કે ઘરના બીમાર છે તો એકબે દિવસ રજા ટુ તો હજી કે છે કે બે દિવસ પછી આવીશ ચાર દિવસ તો અલરેડી રજા પડેલી છે હજી બે દિવસ નથી આવનો તો તારું કેટલું બગડે ઈ હવે ટુ ઘરેથી જયારે આવે ને તારા મમ્મી પાસેથી ચિટ્ઠી લખવી રજા ચિઠ્ઠી ને જે પં કઈ તારું કારણ હોય એ લખાવી અને સાઇન કરવી અને લાવજે હાં ઘરે તો કેવું જ પડશે કારણકે તે ઓલરેડી કેટલી બધી રજા પાડેલી છે ને હવે ચાર દિવસ અઅ હજી બે દિવસ એટલે ઘણી રજા પડી જાય અને અહિયાં સરને રિઝન તો આપવું જ સ્કૂલમાં હાં તો ટુ લે તો આવજે એ હાં